પ્રતિ ગુરુજી હું તમારો આભાર માનું છું આપ મને સંગીત જલસામાં આમંત્રણ આપવા બદલ આભાર માનું છું સંગીત સમારોહમાં ભાગ ખૂબ જ રુચિ છે મને સંગીત કલાકાર બનવામાં ખૂબ જ રસ ધરાવું છું જેના કારણે હું ગમે તે કવિતા રસ વગેરેનું ગાયન પણ કરી શકું છું તો આપ મને તેમના માટે જરૂરી એવી તારીખ સમય તેમજ સ્થળ જણાવવાં માટે મહેબાની કરશોજી હું તમારા જવાબની રાહ જોવા માટે સત્વરે રાહ જોઈશ તેમજ આપ તમે જણાવેલ સ્થળ વગેરેનો પણ અમને જવાબ આપશો એવી અમારી વિનંતી છે